ભારતની શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો પહેલાંની અને અત્યારની માં ખૂબ જ ફરક જોવા મળે છે પહેલાંની શિક્ષણ વ્યવસ્થા એકદમ સરળ અને સારી હતી અને અત્યારની શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં કંઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી હવેની શિક્ષણ વ્યવસ્થામાં જોઈએ તો બાળ મંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણમાં ઘણું એવો ફરક જોવા મળે છે બાળ મંદિરની વાત કરીએ તો ત્યાં ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષની બાળકની ઉંમર હોવી જોઈએ ત્યારે જ બાળ બાળ મંદિરમાં પ્રવેશ મળે છે જો કે પહેલાં એવું કંઈ હોતું નહોતું પહેલાંના જમાનામાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ મળતું તે ગુણવત્તાદાયક હતું તેમ કહી શકાય કેમ કે તે વખતના શિક્ષકો પાસે જ્ઞાન ભરપુર માત્રામાં હતું તેઓ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરતા હાલની શિક્ષણ પદ્ધતિ એક બિઝનેસ તરીકેની થઈ ગઈ છે હવે ઠેર ઠેર ઓનલાઇન શિક્ષણ આપતી ખાનગી સંસ્થાઓની સંખ્યામાં વધારો થતાં શિક્ષણ પદ્ધતિ ખોરવાઈ ગઈ છે યોગ્ય શિક્ષણ સંસ્થા પસંદ કરવું સરકારી નોકરી માટેની તકો ખરીદવી તેમજ ખૂબ જ મહેનત કરી અને યોગ્ય પુસ્તકો ખરીદવા વિદ્યાર્થીઓમાં જે કાર્યનું જ્ઞાન હોય તેને યોગ્ય માર્ગદર્શન આપીને તેને કઈ રીતે બહાર લાવવું આ બધા પડકારોનો સામનો આજના વિદ્યાર્થીઓને કરવો પડે છે